મારી યાદગાર રમત તો કોઈ નથી પરંતુ દર્શક તરીકે હું કહું તો ઓગણીસોને ત્યાસીનો વલ્ડકપ જે કપિલદેવે જીત્યો હતો તે દિવસનું અગર હું વર્ણન કરું તો એ ટીવી ઉપર મેં જો મેચ જોઈ હતી નહીં પરંતુ રેડિયો પર સુશીલ દોશી ના શબ્દોમાં કોમેન્ટરી સાંભળી હતી જ્યારે બી હિન્દુસ્તાન ફાઇનલમાં પહોંચ્યું ત્યારે આગલા દિવસે અમે મિત્ર મંડળ એવી વાત કરી રહ્યા હતા કે વેસ્ટનડિઝ બે વખત વલ્ડકપ જીતી ગયું છે અને ફાઇનલમાં વેસ્ટનડિઝ સામે રમવું ખૂબ જ અઘરું છે ત્યારે અમારા એક મિત્રએ એક કોમેન્ટ કરેલી કે તમે જે કહેતા હોય તે પરંતુ કપિલદેવને આજે રાત્રે સપનામાં વલ્ડકપ દેખાશે અને ખરેખર બીજે દિવસે જ્યારે વલ્ડકપ ચાલુ થયો ત્યારે ઈંગ્લેંડમાં તો પહેલી દાવ હિન્દુસ્તાનનો આવ્યો અને વેસ્ટઇંડીઝે બોલિંગ કરી તો જેમ જેમ એમની રનિંગ કોમેન્ટરી સાંભળતા ગયા તેમ તેમ એવો આભાસ થતો ગયો કે સુનિલ ગાવાસ્કર જલ્દી આઉટ થઈ ગયા તો ભાઈ મોહિન્દર અમરનાથ રમશે પણ એટલું ખરું કે શ્રીકાંતે એકબાજુથી જે પર્ફોમ કરી અને બેતાલીસ રન બનાવ્યા તે ત્યારે અમને કદાચ એવું લાગ્યું કે આ મેચ આપણે ટીવી ઉપર જોયો તો કેટલી મજા આવત એ વલ્ડકપની અંદર આપણર એકસોને ત્યાસી રન બનાવ્યા અને વેસ્ટઇંડીઝને જે ચેલેન્જ આપી ત્યારે બધાંને એવું લાગતું હતું કે એકસોને ત્યાસી રન બનાવવા એ વેસ્ટઇંડીઝ માટે બહુ મોટી વાત નથી

બળવીન્દર સંધુનો એક ઇન સ્વિંગ બોલે ગોર્ડન ગ્રિનિજની વિકેટ પાડી અને એ કોમેન્ટરી ઉપર સુશીલ દોશીના મુખેથી સાંભળ્યું ત્યારે એક જરાક એવી ફિલિંગ આવી કે હવે યાર આવી બોલિંગ કરતા રહીશું તો ઇન્ડિયાને જિતતા વાર નહીં લાગે અને ધીમે ધીમે સમય પ્રમાણે વિકેટ પડતી રહી વિવયન રિચાર્ડ થોડા અઘરા રહ્યા પણ તેત્રીસ રને મદનલાલે એની વિકેટ લીધી અને પચીસ ફૂટનું રનિંગ કરી અને કપિલ દેવે એ કેચ પકડ્યો અને ત્યારે સુશીલ દોશીના મુખેથી એનું વર્ણન સાંભળ્યું ત્યારે આપણે આપણું હ્રદય ખૂબ જ ઉછાળા મારે એવું ફિલિંગ આવતું અને છેલ્લે મોહિન્દર અમરનાથે જે ત્રણ વિકેટ લીધી અને ત્યારની જે મોમેન્ટ હતી અને ત્યારના સુસીલ દોશીના જે વખાણ હતા એ ખરેખર સાંભળવાલાયક હતા પણ હા એ વાતનું જરૂર દુખ હતું કે મેચ અમે ટીવી પર જોઈ શકતા ન હતા